તમારી સંસ્કૃતિમાં કઈ કલાઓ અને કૌશલ કાપડ ખાસ છે અમારી આપળી સંસ્કૃતિમાં મોટે ભાગે કલાઓની અંદર ચિત્રકલા છે પછી સ્થાપત્ય છે શિલ્પ છે નૃત્ય કલા છે સંગીત કલા છે અને આ પ્રમાણે આમતો ચોસઠ કલા આપણે ત્યાં છે વસ્ત્ર ગૂંથણની કલા છે પછી કેસ ગુંફન છે પુષ્પની ગોઠવણી કરવી છે આ પ્રમાણે આપણી સંસ્કૃતિની અંદર ચોસઠ કલાઓની ગણના થઈ છે કૌશલ્ય તો અનેક પ્રકારના છે આપણે જે કંઈ કારીગરો છે એ જે કંઈ નિર્માણ કરે છે એ બધું કૌશલ્યમાં જ આવે છે દાખલા કે લુહાર છે એ લોઢામાંથી કોઈ સરસ અદભૂત વસ્તુ બનાવે તો એ કૌશલ્ય હોય છે પછી એજ રીતે માનો કે સુથાર છે એ કોઈ સરસ મજાની કલાકૃતિ ગણપતિ વગેરેની કરે અથવા તો કોઈ સરસ મજાનું લાકડાના દ્વારા બનાવે તો એને પણ આપણે કૌશલ્યમાં લઈએ છીએ તો આપણી સંસ્કૃતિમાં આ રીતે કલાઓ કૌશલ્ય કાપડની અંદર પણ તમે જોવો તો વણાટ ઉદ્યોગની અંદર પણ ઘણી બધી વસ્તીઓ આપણે કરી શકીએ એમ છીએ દાખલા તરીકે ગામડાની અંદર ખાદી માંથી કાપડ વણનારાઓ અનેક પ્રકારના પોતાના વસ્ત્રો ખાદીમાંથી તૈયાર કરતાં હોય છે રેસમ અને સુતરાઉ જે તંતુઓ છે એમાંથી પણ ઘણી બધી પેલી કરતાં હોય છે આપણા નાટકો સાહિત્યમાં આ બધી કલાઓ કૌશલ કાપડ વગેરેને ખૂબ સરસ રીતે વર્ણન થયેલું છે અને એના દ્વારા આપણે આ કલા કલા કૌશલ કાપડની જે કલાકૃતિઓ છે એના દ્વારા આપણે આપણી હિસ્ટ્રી આપણા ઈતિહાસને પણ તપાસી શકીએ છીએ જેમકે મૌર્ય યુગમાં કેવી પ્રકારની કલાઓ અને કૌશલ હતું એ અને તમે જોવો એ શિલ્પ સ્થાપત્યની અંદર પણ આપણે દાખલા તરીકે અજંતા ઈલોરાની ગુફાઓની અંદર સરસ મજાની એ કલાકૃતિઓ આ મૂર્તિઓ કોતરવામાં આવી છે તો મૂર્તિ વિધાન એ પણ આપણી એક કલા છે અને એ આપણા જુદા જુદા મંદિરોમાં જુદા જુદા ખૂબ આપણા પ્રાચીન જે બિલ્ડિંગો છે એમાં આ બધી કલાઓનું અને કૌશલ આપણે જોઈ શકીએ છીએ અને એ જે બધી જુદી જુદી આપણી ઈમારતો છે હેરિટેજ એના દ્વારા ભારતીય સંસ્કૃતિનો ઈતિહાસ એ પણ આપણે જાણી શકીએ છીએ એમ કે જેમકે મૌર્ય યુગની કલાઓ કેવા પ્રકારની હતી આમ જેમ કે શૃંગ વંશની કલાઓ કેવા પ્રકારની હતી તો એના દ્વારા આપણો આમ સમયની દ્રષ્ટીએ પણ ભારતનો કેટલો વિકાસ થયો અને ભારતમાં કેટલી સાંસ્કૃતિક કલાની દ્રષ્ટિએ કૌશલની દ્રષ્ટિએ કેટલી પ્રગતિ થઈ એ પણ આપણે જાણી શકીએ છીએ અત્યારે તો માનો કે દરેક ગામળાઓમાં દરેક સ્થળે વેસ્ટમાંથી બેસ્ટ જેમકે જુદી જુદી નકામી વસ્તુઓ હોય એને ભેગી કરીને કઈ રીતે સુંદર એમાંથી આકૃતિ કરી શકાય એ ગામણે ગામળે જુદી જુદી કલાઓ વિકાસ પામી છે તો સંસ આપણી સંસ્કૃતિમાં કલાઓ કૌશલ અને કાપડમાં આપણે ખૂબ ખૂબ વિકાસ થઈ રહ્યો છે જૂની કલાઓ પણ છે અને એમાં નવી કલાઓ ઉમેરાઈ રહી સે તો એ રીતે કલા અને કૌશલમાં ભારતીય સંસ્કૃતિ ખૂબ આગળ છે